નમસ્તે સર હું નૈના દિનેશ ઠુંમર બોલું છું મારો ગ્રાહક નંબર છે ક ચાર પાંચ છ નવ બે શૂન્ય સર મારે એ વાત કરવાની હતી કે મેં મારા ઘર માટે ગેસ સિલિન્ડર ની અરજી કરેલી હતી અમારો ગેસ સિલિન્ડર ખલાસ થઈ ગયો હતો તો એના માટે રિફિલ બોટલ માટે અરજી કરેલી હતી પરંતુ સર હવે અમે લોકો ગેસ વાપરવાના નથી એવું નક્કી કર્યું છે કેમ કે આટલી મોંઘવારીમાં અમને આ સિલિન્ડરનો ખર્ચો પોસાતો નથી સર તમને તો ખબર જ હશે કે અત્યારે મોંઘવારી દિવસે દિવસે કેટલી બધી વધી રહી છે અને આવક તો વધતી નથી અને સરકાર નકરી એક પછી એક ટેક્સ લાવ્યા કરે છે અમારે આમાં શું કરવું એટલે હવે છે ને અમે સોલાર પેનલ ફિટ કરાવી છે અમારા ધાબા પર અને એના લીધે હવે અમે ઇલેક્ટ્રિક સ્ટવ વાપરવાના છીએ એટલે અમારે હવે ગેસ વાપરવાનો થતો નથી સર એટલે મારે આ ગેસ સિલિન્ડર માટે જે તમને લખાવ્યું હતું તે હવે કેન્સલ કરવાનું છે એટલે આપ શ્રી સર તાત્કાલિકના ધોરણે મારી આ રદ કરવાની જે વિનંતી છે તેને માન્ય રાખશો અને અમારા ત્યાં હવે પછી ગેસ સિલિન્ડર મોકલશો નહીં આના માટે બીજી જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે તે તમે મને માર્ગદર્શન આપો કોઈ ફોર્મ ભરવાનું હોય તમારે કે બીજી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હોય અથવા તો આપના કોઈ ઉપરીને જાણ કરવાની થતી હોય તો એ આપ શ્રી મને જણાવો તો હું એ પ્રમાણે કાર્યવાહી કરું પણ હવે પછી અમારે કોઈ પણ ગેસ સિલિન્ડર લેવાનું થતું નથી અને તમે બીજા ગ્રાહકોને પણ કહી શકો કે ઇલેક્ટ્રિક સ્ટવ વાપરવાનું ચાલુ કરે સૂર્યકુકર વાપરવાનું ચાલુ કરે અને સોલાર પેનલ તો શું છે ફ્રીમાં સર કામ આપે છે એટલે અમે ગમે તેટલું વાપરશું તો પણ અમારે એક રૂપિયાનો પણ ખર્ચો થતો નથી અને આ ગેસ સિલિન્ડરનો અત્યારે કેટલો ભાવ વધી ગયો સર એક બાટલાના તો પંદરસો પંદરસો રૂપિયા અમને બિલ્કુલ નથી પોસાતા સર એટલે આ અમારે બિલ્કુલ સામાન્ય અમે તો શું છે એકદમ નિમ્ન સ્તર નિમ્ન મધ્યમ વર્ગીય લોકો છીએ સર અને અમારે બહુ મર્યાદિત આવકમાં ઘર ચલાવવાનું હોય અને એમાં આટલા બધા તમે રોજ ગેસના બાટલાના ભાવ વધારો એ બિલ્કુલ સર માન્ય નથી સામાન્ય જનતાનો આ પ્રશ્ન છે અને એ બધાના રિપ્રેઝન્ટેટીવ તરીકે પ્રતિનિધિ તરીકે સર હું તમને રજૂઆત કરું છું કાં તો તમે ગેસના બાટલાના ભાવ ઓછા કરો એટલે બીજા લોકો લઈ શકે નહીંતર ઘરે ઘરે સોલાર પેનલ એટલે કે આ સૂર્યની ઊર્જાથી જે આપણે વીજળી પેદા કરીએ છીએ એનું હવે તો સરસ સંશોધન થઈ ગયું છે ભારત સરકાર પણ એમાં સબસીડી આપે છે એટલે સર હવે કોઈ બાટલા લેશે નહીં તમારી એજન્સી જલ્દીથી બંધ થઈ જશે એટલે મહેરબાની કરીન બાટલાના ભાવ ઓછા કરો સામાન્ય જનતાનો વિચાર કરો અને છે ને આટલા બધા ભાવ વધારા નહીં કરો સર ને મારી અરજી તો તમે સત્વરે કેન્સલ કરી જ દેજો આ હું તમને એક નમ્ર અરજ કરું છું એક જાગૃત નાગરિક તરીકે એનો તમે સ્વીકાર કરજો